પેઇન્ટિંગની શરૂઆત તો હમણાં ત્રણ વરસ પહેલાં જ ચાલુ કરી એના પહેલાં હું બાળપણમાં નાની નાની હતી ત્યારે દીવાલો પર કંઈ પેન્ટ કરી દેતી કે કંઈ બુક પર કે કપડાં બધું બગાડતી તો મારા મમ્મી પપ્પાએ મને આ વસ્તુમાં બહુ વધારે સપોર્ટ કર્યો કે તું આ વસ્તુ કર મને એકદમ છૂટ આપી મને ક્યારે પણ રોક ટોક નહીં નહીં કરી કે દીવાલ નહીં બગાડ કે કપડાં નઈ બગાડ કે નીચે લાદી જમીન કંઈ બગાળવાની ક્યારે પણ ના નથી પાડી મને જેમ ઠીક લાગે એ રીતે મને કામ કરવા દીધું તો એથી એટલું બધું મારામાં પેઇન્ટિંગની કળા એવી છે એ મારા પપ્પામાંથી આવી છે મારા પપ્પા પણ પેઇન્ટિંગ કરે છે તો હું એમને જોઈ જોઈને આ બધી વસ્તુ શીખી છું મેં એનું કંઈ ખાસ ક્લાસ નથી કર્યા પણ મારા પપ્પાને જોઈને હું બહુ ઘણું બધું શીખી છું તો પેઇન્ટિંગ મારું બાળપણથી જ ચાલુ થઈ ગયું છે ભલે હું હમણાં ત્રણ વરસ પહેલાં એનો કોર્સ ચાલુ કર્યો છે તો ને પછી એ વસ્તુ એટલી વધી કે એટલી વધી કે મારા પપ્પાને જોઈને તો એ મને પછી એવું થયું કે મારે આમાં હજી આગળ કરવું જોઈએ હજી આગળ એના વિશે જાણવું જોઈએ જણાવવું જોઈએ કે શું છે શું નહીં તો પછી મેં આ વસ આ વસ્તુ પર વધારે એની જાણકારી કાઢી તો મને ખબર પડી કે આવી રીતે એનો કોઈક કોર્સ છે તો પછી મને એમ થયું કે મારે આ કરવું જોઈએ અને હું એ કરું છું હમણાં અને હું આગળ પણ કરીશ અને બધાને કઈશ કે તમે પણ કરો જેથી આ વસ્તુનો જે પ્રચાર છે એ ઘણો થાય બધા લોકોને ખબર પળે કે આ વસ્તુ આ પેંટિંગમાં પણ તમારું ફ્યુચર છે ભવિષ્ય છે કે તમે કરી શકો બહુ આગળ વધી શકો તો ને આ વસ્તુ મેં મારા પપ્પાથી શીખી છે તો મને વધારે એ ગમે છે બાળપણથી આ વસ્તુ આવે છે તો તો કરવી જોઈએ બધાએ